આજ રોજ અમારી સોસાયટીની એક દીકરીના લગ્નની ઉજવણી ચાલી રહી હતી અને તેમાં ડિનરનો કાર્યક્રમ છે સાંજે સાડા સાત વાગ્યાની આજુબાજુનો સમય છે અને અચાનક વીજ પુરવઠો બંધ થતા ઘણી બધી તકલીફ થઈ રહી છે અંધારું છવાઈ ગયું હતું બહાર નીકળીને તપાસ કરતા જોયું તો આખી સોસાયટીમાં વીજ પુરવઠો બંધ છે એટલે તરત જ ફોન ઉઠાવી અને વીજ પુરવઠા ઓફિસમાં ફોન કર્યો અને જણાવ્યું કે અમારી સોસાયટીમાં જ દીકરીના લગ્ન પ્રસંગે એક ડિનર પાર્ટી ચાલી રહી છે અને તેવામાં વીજ પુરવઠો બંધ થતાં ખૂબ જ તકલીફ પડી રહી છે બધા જ મહેમાનો ખૂબ દૂર દૂરથી આવ્યા છે અને આ રેગ્યુલર સાંજનો જમવાનો સમય છે અને એ પ્રસંગે જો આપ અમારું માન રાખી અને વીજ પુરવઠો જલ્દી પાછો આપો તો દીકરીનાં લગ્નની પ્રસંગની અંતિમ વિધિ સમયસર પૂર્ણ થાય અને તાર ત્યારબાદ સમયસર દીકરીની વિદાય પણ થઈ શકે આભાર